હા ચાલો મારે હવે બે ત્રણ દિવસ બહાર ગામ જવાનું થશે તો અમારા બાજુ વાળાને પણ મેં કહ્યું છે કે મારા તુલસીના છોડને અથવા ગુલાબના છોડને પાણી તમે પાજો કારણ કે આ તડકા બહુ પડે છે એટલે સુકાઈ ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ર ઝાડવાં બિચારા મૂંઝાઈ જાય આ ગરમીના તાપના લીધે આપણે એને લીલુંને સરસ રાખવા માટે આપણે કાંઇ પાણીની વ્યવસ્થા અથવા આજુબાજુમાં કહીને આપણે જઈએ તો કારણ કે વ્યવસ્થિત રીતે એ લોકો પાણી પાઇ દે અને આપણે આવીએ ત્યાં સુધી ઝાડવાં સરસ લીલાંછમ જેવાં રહી શકે તો એને પણ આપણે બચાવી શકીએ આપણે છોડને બચાવશો તો આપણને પણ વાંધો નહીં આવી શકે હજી આપણે શું બીજું સંભાળ રાખવી જોએ કારણ કે આપણે કોઈ ઘરમાં વસ્તુ એવી રાખી હોય કે આપણે બગડી જવાનું છેકે કોઈ શાકભાજી છે દૂધ છે એવું આપણે બે ત્રણ દિવસ ફ્રિજને ચાલુ સરસ રીતે રાખવું જોઈએ કારણ કે તેમાં વસ્તુ પલળી હોય એટલે આપણને બીક કાંઇ બગડવાની પણ શક્યતા ન રહે અને આપણે એમ થાય કે ઝાઝા દિવસ આ વસ્તુ નહીં રહીં શકે તો આપણે કોઈને દઈને પણ ઉપયોગ કરી લેવામાં આવે છે